સંગીત એ ખૂબ જ વિશાળ ક્ષેત્ર છે આ ક્ષેત્રની અંદર ગાયન અને ગાયનની અંદર ખાસ કરીને ભાવ એ ખૂબ જ મહત્ત્વનું છે આ ભાવ એ સંગીતનું પ્રાણ તત્વ ગણવામાં આવે છે ભાવ વગર કોઈ પણ રાગ અથવા કોઈ પણ ગીત એ યથાર્થ નિવારતું નથી ભાવ છે એ ખૂબ જ અગત્યનો છે અને આ ભાવ જ્યારે કોઈ પણ પ્રસ્તુતિમાં આવે છે ત્યારે એ છે એમના રાગ લય અને તાલ દ્વારા પ્રસ્તુત થતો હોય છે